માં છેલ્લા ઘણા દાયકાઓથી યુટ્યુબને ખૂબજ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે આજકાલ ગૃહિણીઓ શું કે વિદ્યાર્થીઓ શું બધા યુટ્યુબ પર એક્ટિવ હોતાં હોય છે અને પોતાનાં ટેલેન્ટને યુટ્યુબ દ્વારા લોકોને પરિચિત કરાવે છે ખરેખર જોઈએ તો યુટ્યુબથી દરેક વસ્તુના ફાયદા અને ગેરફાયદા હોય છે તે એ રીતે યુટ્યુબના પણ પોતાના ફાયદા અને ગેરફાયદા છે યુટ્યુબર જે હોય છે એ ઘરે બેઠાં બેઠાં યુટ્યુબ પર વિડીયો નાખતા રહે છે અને લોકો એનો ઉપયોગ લાભ પણ ઉઠાવે છે અને એનો ગેરલાભ બી એ થાય છે કે આખો દિવસ મોબાઈલ ફોન અને ટેકનોલોજીમાં લોકો રચ્યાં પચ્યાં રહે છે જેમાંથી બહાર આવી શકતાં નથી અને મોટા ભાગે આજકાલ યુવાનો સરળતાથી પૈસા કઈ રીતે કમાવા એ એના ઉપર વધારે જઈ વધારે ધ્યાન આપે છે જેમકે ભણી ગણીને પૈસા કમાવા એક જુદી વસ્તુ છે અને યુટ્યુબરથી પૈસા કમાવા આજકાલ નાના છોકરાઓ નાના નાના છોકરાઓ પર પણ વિડીયો બનાવી નાખે છે એ વિડીયો બનાવીને યુટ્યુબ પર મૂકી દે છે અને લોકો એમાંથી પોતાની આવક કરતાં હોય છે તો મની મેકિંગ જે કહેવાય એ ખૂબ જ સરળતાથી લોકો કરવા માગે છે મહેનત કરવી આજકાલ લોકોને ઓછી ગમે છે